ગુજરાતી ભાષાની વિશેષતા ઘણી બધી છે જેમાં ગુજરાતી ભાષામાં આ ગુજરાતી ભાષામાં અલગ અલગ વ્યાકરણ આવે છે વ્યાકરણના પોઈન્ટ્સ જોઈએ તો જોડણી છે રૂઢિપ્રયોગ અર્થ આ અર્થ વિસ્તાર એવી બધી એવા બધા ઘણા વ્યાકરણના આ પ્રકાર છે જેમાં આ ગુજરાતી ભાષા એક ગુજરાતમાં બોલાય છે પરંતુ ગુજરાતમાં ગુજરાતી ભાષાની ભાષામાં અલગ અલગ બોલી બોલાય છે જેમ કે જેમ કે આ ચરોતર વિસ્તારમાં રહેતા હોય તો ચરોતરી બોરી બોલી બોલે છે આ ઉત્તર ભારતમાં રહેતા હોય તો મહેસાણી બોલી એવી એવી બધી અલગ અલગ બોલીઓ હોય છે જેમ કે સુરતમાં રહેતા હોય તો સુરતી બોલી આ ગુજરાતી ભાષા એમ તો જોઈએ તો ગુજરાત ગુજરાતી ભાષા એમ તો ખૂબ અઘરી ભાષા છે અને એને શીખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે પરંતુ માતૃભાષા તરીકે હોવાથી ગુજરાતના લોકોને ઝડપથી આવડી જાય છે